જો મને મારી જ તસવીરો દ્વારા ભારતને દર્શા વવાનો મોકો મળે તો હું સૌ પ્રથમ આપણા દેશની વૈવિધ્ય સભર સંસ્કૃતિ અને પરંપરાઓને કેદ કરવા માંગુ છું ગુજરાતનાં ગર્વ ભેર ગરબા અને પંજાબના ઉત્સાહી ભાંગડા જેવા વિવિધ નૃત્યોની ઝલક અને અનોખી વાત કરશે મંદિરોમાં થતી આરતી અને મસ્જિદમાં થતાં નમાજની શાંતિપૂર્ણ પળો આપણા દેશના ધાર્મિક સહચર્યને પ્રતિ બિંબિત કરશે પશ્ચિમના રણના સુકાઈ ગએલાં ઝાડવાં અને પૂર્વના હરિયાળા વૃક્ષોથી ઘેરાયેલો ડુંગર જેવા કુદરતી દ્રશ્યો આપણા દેશની ભૂગોળની વિશેષતાને દર્શાવે છે હિમાલયની એ તાજગી ભરેલી હવામાંથી લઈને રાજસ્થાનના રણની ગરમી સુધી મારા લેન્સ દ્વારા હું આ બધી જ પ્રકૃતિની તસવીરો કેદ કરવી માંગુ છું બંગાળના સરસુંદનો ખેતરો દક્ષિણ ભારતના જળાશયો અને ગંગાના કિનારેની આધ્યાત્મિક આ બધુ ભારતીય સૌંદર્ય અને વૈવિધ્ય વ્યક્ત કરે છે અહીંના લોકોની ભાવનાઓ તેમની મહેનત તેમના હાસ્ય અને ખુશી પણ કેદ કરવા જેવી છે નાના નાના ગામડાંઓ તથા મેળાઓ શહેરી બજારોના ગુમસૂમ ખૂણા અને બાળકોના નિર્દોષ આ તમામ પળો ભારતમાં જોવાલાયક લાગે છે આ રીતે હું ભારતની દરેક કોમીઝ અને સોંદર્યને મારા ફોટોગ્રાફમાં કેદ કરવાનું પસંદ કરીશ તેથી વિશ્વને આપણા દેશના અસલ રૂપની અનુભૂતિ થઈ શકે છે ભારતમાં એ વૈવિધ્ય સભર સંસ્કૃતિઓ અને પરંપરાઓનો દેશ છે દરેક કોણ દરેક કોણે દરેક મોડે અને દરેક રસ્તે ભારતમાં એક અનોખી વાર્તા છુપાએલી છે જો મને મારી તસવીરો દ્વારા આ વિશાળ અને સુંદર દેશને દર્શાવાનો મોકો મળે તો હું ભારતના વિવિધ પાસાઓને કેદ કરીશું જે દેશના અસલ રૂપને રજૂ કરે મારુ પહેલું ધ્યાન ભારતની સંસ્કૃતિઓને પરંપરાઓ ઉપર રહેશે ભારતની સંસ્કૃતિ ખૂબ સમૃદ્ધ છે અને તે રાજ્ય વાર અલગ અલગ છે ગુજરાતનાં ગરબા પંજાબના ભાંગડા રાજસ્થાનના ગીત અને નૃત્ય કર નૃત્ય કેરલના કથકલી આ તમામ નૃત્ય અને પરંપરાઓ ભારતમાં ફેલાયેલાં વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિ ઓના પ્રતિનિધિ છે આ બધું કેદ કરવા મારી પ્રથમ પ્રાથમિકતા હશે બજારોમાં થતાં શોરગુલ ત્યાંનાં રંગબેરંગી કાપડ સુગંધ વાળા મસાલા અને લોકોના હાવભાવ મને ભારતીય જીવનની ઘણી સમજ આપશે મારી તસવીરોમાં હું અમદાવાદના રાત્રિ બજારો દિલ્લીના ચાંદની ચોકના કિનારાની દુકાનો અને મુંબઈના દરિયા કિનારોના પલસેટી જીવનને કેદ કરીશ આ પળો દર્શાવે છે કે કેવી રીતે લોકોની રોજબરોજની ચિંતાઓ અને ખુશીઓ ભારતીય જીવનનો ભાગ છે હવે વાત કરીએ પ્રકૃતિ તો હું ભારતની વૈવિધ્ય સભર પ્રકૃતિ કેદ કરવા માંગુ છું ઉત્તર હિમાલયથી લઈને દક્ષિણ બેકવોટર સુધી પૂર્વના કાઝીરંગા જંગલો અને પશ્ચિમના થરના રણ સુધી ભારતની ભૂગોળ આપણાં દેશમાં રહેલા વિવિધતા બે બેવડાનું પ્રતિક છે ગુજરાતનાં રણ કચ્છમાં તા ચંદ્રોનો ઝલક ઉદયપુરના તળાવોમાં પડતી પડલ અને ગંગાના ખૂંટા પર થતી આરતીની શાંતિ આ બધી જ પળો ભારતની પ્રકૃતિને ઉજાગર કરે છે ભારતમાં વિવિધ ધર્મો અને તેમની પરંપરાઓનું ગહન પ્રભાવ છે હરથાઓની પૂજાઓ અમૃતસરના સુવર્ણ મંદિર ઝાગ ઝગમગ કાશીના ઘાટો પરની શાંતિ અને ઈદની નમાજો દરેક ભારતીય જીવનમાં પ્રભાવ શાળી છે આ દરેક ધર્મની પળો અને તેની તીવ્ર ભાવનાઓને હું મારા કેમેરામાં કેદ કરવા માંગુ છું ભારતના ગામડાઓની શાંતિ અને શહેરી વિસ્તારોની ગતિશિલતા પણ મારી તસવીરોમાં દર્શાવવા મનગમતી છે ગામડામાં બાળકોના નિર્દોષ મોઢાં ખેડૂતોની મહેનત અને શહેરી વિસ્તારોમાં ઊંચી ઊંચી ઇમારતો દરેક ભારતીય જીવનની અલગ અલગ ઓળખ દર્શાવે છે સંપૂર્ણતા માટે હું ભારતની વિવિધતામાં એકતાને કેદ કરવા માંગુ છું જ્યારે સમગ્ર દેશમાં આટલી વિવિધતા છે ત્યારે એ તમામ એકતા સૂત્રમાં બંધાએલા છે અને આટલી વિવિધતાઓ વચ્ચે પણ દરેક ભારતીય એકસાથે ઊભા રહે છે ભારતમાં ગુજરાત એવું છે કે જયાં ગિરનાર જંગલોમાં ઘણાં બધાં સિંહો રહે છે એટલા ઘણાં બધાં સિંહો રહે છે અને સિંહોની સંખ્યા ઘણી બધી છે રાજસ્થાનનું રણ ક્ચ્છનું સફેદ રણ ઘણાં બધાં સ્થળો ફરવાલાયક છે અને તસવીરોમાં એને લઈ શકાય એમ છે એમેઝોનના જંગલ જેવાં પણ ભારતમાં ઘણાં બધાં જંગલો જોવા મળે છે હિમાલયની તળેટી જેઓ પૂરી જે આખી બરફથી ઢંકાયેલિ છે કૈલાશના પર્વતો જેવાં ઘણાં બધાં પર્વતો બરફ બરફોથી ઢંકાએલાં છે ઘણું બધું ભારતમાં જોવાલાયક સ્થળો છે જેમકે ઐતિહાસિક સ્થળો છે ઇતિહાસના સ્થળો છે ઘણાં બધાં સ્થળો એવાં ભારતમાં જોવાલાયક છે જેમકે રાજાઓના સમયનું આગ્રા એક ખૂબ જ ખૂબ જ પ્રસિદ્ધ છે જેને જોવા માટે ઘણાં બધાં લોકો બહારથી ભારતમાં આવે છે અને એ પર્યટન કરે છે અને એ જુએ છે એ પહેલાના જમાનામાં અકબરે બનાવેલું હતું જે સફેદ રંગનું છે અને ખૂબ જ સુંદર છે ભારતમાં ઘણાં બધાં સ્થળો જોવાલાયક છે ચેન્નઈ છે કેરાલા છે ઘણું બધું ભારતમાં જોવાલાયક સ્થળો છે